બર્ડ વોચિંગનું સૌંદર્ય એ છે કે દરેક પ્રવાસ નવી આશ્ચર્યજનક અને અણધારેલાં અનુભવોને જન્મ આપે છે એક પ્રસંગમાં એક નદીના કિનારે બર્ડ વોચિંગ કરતાં હું અચાનક રેપર્સના શિકારને નિહાળવા સાક્ષી બન્યો એક બાજુ કોઈ નાનકડા પક્ષીનો પીછો કરી રહ્યો હતો અને એ પક્ષી જંગલમાં ઝળપથી દોડીને બચવા માટે ઊડી ગયેલું બાજની ઝડપ અને નાની ચપળતા બંનેનું સંમિશ્રણ અદભૂત હતું આ મૃગજળ જેવી પળો જે આ શિકાર અને બચાવ બંનેની કુશળતા જોવા મળી એ બર્ડ વોચિંગના મારા સૌથી રોમાંચક અનુભવોમાંથી એક હતો બીજી વાર શાંતિપૂર્વક વ્હિલ ચેરમાં બેસીને પક્ષીઓ નિહાળતા એક નાના ટપક ટપક અવાજ પર ધ્યાન ગયું જે ટપક ટપક અવાજે મને એક રિસટી તરફ ખેંચ્યો એક ગુલાબી રંગનો ફ્લેમિંગો જેને સામાન્ય રીતે આ વિસ્તારમાં જોવા નથી મળતા આ પક્ષીને જોવા માટે અનેક લોકો લાંબી સફર કરે છે એક ક્ષણ બર્ડ વોચિંગનો અનોખી હતી કારણ કે તે પક્ષીને તદન નજીકથી જોવાની તક મળી